ના આજે મહિલા અને પુરુષ સાથે કમાવવા જાય તો સાથે રસોઈ પણ કરે છે અને કરવી પણ જોઈએ એવું હું માનું છું પણ અમારા ઘરમાં કોઈ પુરુષ હજી સુધી રસોઈ કામમાં મદદ નથી કરતું